તો તમે પરમાર મિતુ પરમાર મિતુલ બોલે છે હા તો તમે તમે સિક્યોરિટી માટે સિક્યોરિટી માટે રવિ હો હોટેલમાં તમે નોંધણી કરાવી હતી હા તો તમે મેં તે માટે તમને મેં ફોન કરેલો છે તો તો તમારે જોબ લેવાની છે હા તો અમારે ત્યાં આપણે બે ગેટો છે તો તમારે સિક્યોરિટીમાં રહેવું હોય તો એમાં તમારે ગેટ નંબર એકમાં ર આવવું પડશે હવે તમારે જોબનું સબ નોકરીનો સમય હશે સવારથી સવાર આઠથી આઠ સુધીનો બાર કલાકની નોકરી રહેશે આપણે એમા તમને તમારે વધારાની પાર્કિંગ ના થવી જોઈએ અને ગ્રાહકને કોઈ પ્રોબ્લેમ ના થાય તેમને તમારે તેમનું જે સમાન હોય તેને સુરક્ષિત રીતે ઘરે મૂકવી એમના રૂમમ રુમ સુધી લઈને આપવું પડશે તમારી સેલરી હશે દસ હજાર જે તમને મહિનામાં મળી જશે અને તમારે કોઈપણ ગ્ર ગ્રાહકને પહેલાં અંદર અંદર પ્રવેશ આપતા પહેલાં નોંધણી સુરક્ષા તપાસ કરાવવી પડશે એમનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને તમારે એમનું લગેજ ને એવું કોમ્પલેટ

ના ગેટ નંબર ગેટ નંબર બે તૂટેલો છે એ વાત બરાબર તમારે ગેટ નંબર એકમાં ઊભું રહેવાનું છે ના એને તે ત્યાં આગળ કામ ચાલે છે તો એમાં ત્યાં સિક એમાં મહિના બે મહિનામાં ત્યાં સુધી કામ પતી જશે તો શું તમે ત્યાં અચ્છા કાલથી આવી જશો ને તમારે ગાડી હટાવવાની હશે